હેલો ગુજરાત બોર્ડમાંથી બોલો છો મારે કમ્પ્લેઈન્ટ છે મારા ઘર આગળ એક વીજળીનો થાંભલો આવેલો છે એની ઉપર બહુ બધાં વાયરો લટકે છે તો ત્યાં શોર્ટ સર્કીટ થવાની સંભાવના છે અને નાના છોકરાંઓ પણ ત્યાં રમે છે આ આવતાં જતાં પશુ એટલે કે ગાય બાય બધાને રિસ્ક છે એટલા માટે તમે મારી કમ્પ્લેઈન્ટ નોંધાવી છે અને મારી બાજુમાં એક બીજો એક થાંભલો પણ છે જે આખો નમી ગયો છે એમાં પણ રિસ્ક છે કે ક્યારે તે પડી જાય આગળ ગાડીઓ બધું ઊભું રહે છે ક્યારે પડી જાય એ મારે રિક્સ છે એટલા માટે મારી કમ્પ્લેઈન્ટ તમે નોંધી દો કે તમે ક્યાં સુધી એનું સોલ્યુશન લાવી દેશો